હેલો નમસ્તે હું શ્યામલ સોનૈયા બોલું છું અને આપણા સમુદાયમાંથી છું હું આજે આપને મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે જાણ કરવા માટે ફોન કરી રહ્યો છું આપણો વિસ્તાર વારંવાર વીજ પુરવઠાની ખોટનો સામનો કરી રહ્યો છે આ સમસ્યા અમારા દિવસના રોજિંદા કામકાજમાં ખૂબ જ નકારાત્મક અસર પાડી રહી છે મને એવું લાગે છે કે તમારા કામકાજ પર નકારાત્મક અસર પાડી રહી હશે વીજ પુરવઠાની ખોટનાં કારણે આપણને અનુકૂળતા અને આરામની ખોટ અનુભવાઈ રહી છે તેમજ અનેક પરિવારોને આનાથી મુશ્કેલીઓ આવી રહી છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે વીજળી બોર્ડ સામે એક અધિકારીક અરજી કરવાની યોજના બનાવી રહ્યા છીએ આ અરજીમાં અમે આ વિસ્તારમાં વીજ પુરવઠાની ખોટના તત્વોને ચિહ્નિત કરીને તેની સમાધાન માટે મંતવ્યો આપીશું હું આપને આ અભિયાનમાં જોડાવવા અને આપના તરફથી સહયોગ આપવા માટે વિનંતી કરું છું આ માટે અમે એક પરિષદનું આયોજન કરી રહ્યા છીએ જ્યાં તમામ લોકો એકઠાં થઈને પોતાનું મંતવ્ય રજૂ કરી શકશે આ માટેનો સમય અને તારીખ ખૂબ જ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે આપનો સહયોગ આ મુદ્દાને સમાધાન તરફ આગળ વધારવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે જો આપ આ અભિયાનમાં જોડાવા અને મદદ કરવા માટે તૈયાર છો તો કૃપા કરી મને જણાવો આપના પ્રતિસાદની રાહ જોઈશ આભાર